અમારા ગામથી બેંક બે કિલોમીટર દૂર છે એજન્ટો વડીલોને સેવા આપવા માટે ઘરે આવે છે તે તમામ પ્રકારની સેવા કરવા તત્પર હોય છે જેવી રીતે સેવિંગ ખાતું મોર્ગેજ લોન હોમ લોન પેંશન માટેની તમામ સહાય કરવા એ લોકો તત્પર હોય છે અને બીજો ઘણા એ બેંકની ડિટેલ્સ સારી રીતે આ વડીલોને આપે છે તેથી અમે તેમનો આભાર માનીએ છીએ